ગુજરાતમાં પ્રવાસીઓને માટે સારામાં સારી સિઝન શિયાળાની કહેવાય અને એમાં શિયાળામાં દરિયાનો કિનારો વલસાડમાં તિથલ ખૂબ સારું હવામાન અને ખૂબ સારા પ્રમાણમાં પ્રવાસીઓ દરિયા કિનારે રોકાય છે ત્યાં સારી સારી હોટલો આવેલી છે નજીકમાં દમણ આવેલું છે ત્યાં પણ હરવા ફરવા માટે જઈ શકાય ખૂબ સારી સુવિધાઓ હોય છે સારી સારી હોટલો હોય છે અને એ શિયાળાની ઋતુ પ્રવાસીઓ માટે ખૂબ સારી આવકારદાયક છે ત્યાર પછી વલસાડ નજીક ડાંગ જિલ્લો આવેલ છે અને ડાંગ જિલ્લામાં ઉનાળાની સિઝનમાં સાપુતારા ફરવા લાયક સ્થળ છે અને પ્રવાસીઓ ખૂબ સારી સંખ્યામાં ત્યાં આવે છે ત્યાં સંખ્યાબંધ હોટલો છે અને લોકો ચાર પાંચ દિવસ માટે ત્યાં હવા ખાવાના અર્થે અને જંગલ વિસ્તારમાં ફરવાના માટે લોકો ઉનાળા ની ઋતુમાં ખૂબ આનંદ મ આનંદ મસ્તી કરીને એન્જોય કરે છે એ જ રીતે ભરૂચ ખાતે પણ ઉનાળાની સિઝન સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પ્રવાસીઓ ઘણાં બધાં ઉતરે છે ત્યાં આવેલી સૌથી મોટી ને આપણે નદી નર્મદા નદી અને નર્મદા નદીનો ડેમ પ્રવાસીઓને ત્યાં નજીક જઈને ખૂબ આહ્લાદક વાતાવરણ ત્યાં ઉનાળામાં સૌને મળે છે અને આપણા સરદાર વલ્લભભાઈનું સ્ટેચ્યુ એકસાથે બસો જેટલા વ્યક્તિઓ લીફ્ટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓ જાય છે અને એક અધ અદભૂત નજારો ત્યાં આ ઉનાળાના સિઝનમાં હોય છે લોકો આ રીતે પ્રવાસ કરીને ખૂબ આનંદ માણે છે અને ઉનાળાની સિઝનમાં જ લોકો અમદાવાદ ખાતે કાંકરિયા તળાવનો પણ ખૂબ આનંદ લઈ શકે છે શિયાળાની ઋતુમાં રાજસ્થાનના રણ સુધી પણ પ્રવાસીઓ ગુજરાતમાં આવીને જાય છે અને ગુજરાતનો દરિયા કિનારો ઉનાળામાં પણ ખૂબ સમઘાત વાતાવરણમાં નહીં ગરમી નહીં ઠંડી એવી આ બંને ઋતુમાં પ્રવાસીઓ આવે છે અને ખૂબ આનંદ અને મોજ માણે છે